હ મહાદેવ

મહાદેવ હર મહાદેવ બોલો બોલો

હ હ હ હ

હ હૉલસેલમાં તમારે કમસેકમ પાંચ લાખોનો આસપાસ તમારે ઇન્કમ કરાવી પડે એમને ક્રેડિડ પાંચ લાખની ખરીદી કરાવી પડે તમે અડધો ટકો કમિશન આપી સકીએ એને હ પાંચ લાખ મિનિમમ અડધો ટકો એટલે નહી ફાયદા કારક પાંચ પાંચ લાખ મિનિમમ ખરીદી કરવી પડે અડધો ટકો તેથી ઉપર તમે જાયો તો તમારું કમિશન વધી સકે હા પણ અમે જો ઇ તમે ખાતરી આપો છો તો હું ડાયરેક તમને કમિશન તો વધારી ન સકું તમને હ અને પછી કદાચ તમે પેલા શરૂઆત તમે સ તમારો રિસ્પોન્સ જોઈએ અમે કેવી ખરીદી કરો છો કેવી રીતે આવો છો ઇ પ્રમાણે અમે વધારી સકી બાકી ડાયરેક તો અમે વધારી ન સકી કારણ કે અમારે સોસા કેમકે એસોસિયનશમાં આજે થોડીક હેને રજૂઆત કરવી પડે કે ફલાણા ભાઈ ની આટલી ખરીદી થાયે દર વખતે થાયે એમા કમિશન મારે વધારવું પડે એમ છેને એના વગર હાલે એમ નથી તો હું કેટલો વધારી સકું મે અત્યારે અડધો ટકો આપડે એસોસિયનમાં મંજૂર કરી છે બધાએ બરોબર છે ઇ પ્રમાણે અડધો ટકો હું એને આપી સકું પાંચ લાખ ને પછી ઇ થઇ ઉપર ખરીદી કરતાં હોય દસ દસ પંદરની આસપાસ તો આપડે કેટલા ટકા વધારી દેવાયે પોણો ટકો પર એક ટકો કરી હકી ઇ રીતે મને પછી રજૂઆત મૂકવાની હોય તેમાં ટેન્ડર મૂકવું પડે એવી રીતે હોય બાકી ઓનફ સ્પોર્ટ તમે આમ હ

બાકી આ યે ફોન ફોન ઉપર તો હું તમને કાઈ બહુ બહુ માહિતી આપી ન હકું કારણ કે કમિશન માટે તમે રૂબરૂ મડો પાર્ટી ને લેતા આવો અથવા જગ્યા બતાવો ઇ લોકોને અમારી કોલેટી જાણો તમે ઓકે હર મહાદેવ રૂબરૂ મડવાં આવો મારુ એડ્રેસ તમારી પાંહે છે જ એ અથવા તમે કેસો એટલે વૉટ્સઅપ કરાઇ દઇશ તમને એવું લાગે તો ઓકે મહાદેવ હાલો